અત્યારે હાલમાં વાત કરીએ તો સૌથી વધારે આપણે લોકો જે છે એ જે પડકારનો સામનો સામનો કરી રહ્યાં છે એ સાઈબર સિક્યોરિટીનો છે કેમે કે નાનામાં નાની દુકાનથી લઈ મોટામાં મોટી કોઈપણ કંપનીમાં સૌથી વધારે એક પડકાર આવતો હોય તો એ સાઈબર સિક્યોરિટીનો કે જે અમુક વ્યક્તિને ખબર હોય છે આની અને અમુક વ્યક્તિને નથી હોતી પણ આ જે સાઈબર સિક્યોરિટી જે છે એ જરૂરી તો બધા જ ને છે કેમકે આજકલ કોઈપણ એવું વ્યક્તિ નહીં હોય કે જેને પોતાનું ઈમેલ આઈડી નો હોય અને ઈમેલ આઈડી જે છે એ વસ્તુ સૌથી વધારે સાઈબર સિક્યોરિટીમાં ઇમ્પોટન્ટ હોય છે કેમકે કોઈપણ વસ્તુને હેક કરવી હોય તો મેલ આઇડીની જરૂર સૌથી પહેલા પડતી હોય છે ઘણી બધી વસ્તુઓમાં તો એક ખાલી મેલ આઈડીના આધારે કોઈપણ વ્યક્તિ કોઈ પણ કોઈ પણ વ્યક્તિનું બૅન્કિંગ જે વસ્તુ છે એ તરત જ હેક કરી શકે છે શું કામ કેમકે આજકાલ જે મોદી સાહેબ છે એમને બધી જ વસ્તુને લિન્ક કરાવી દીધી છે આધાર કાર્ડ પાન કાર્ડ બધી વસ્તુ હવે લિન્ક સેના આધારે થાય છે સેના દ્વારા એમાં પણ તમે મેઇલ આઈડી નાખો ફોન નંબર નાખો બધી જ વસ્તુ નાખો એટલે તમારી આ મેઇલ આઈડી ફોન નંબર બે વસ્તુ આવી ગયા એટલે જેને પણ હેક કરવું છે એના માટે વસ્તુ બહુ ઈઝી થઈ જાય છે અને ઇઝી વસ્તુ જે છે એને ડિફિકલ્ટ કરવા માટે સાઈબર સિક્યોરિટીની જરૂર હોય છે અને આજકાલ તો સાઈબર સિક્યોરિટીનો કોર્સ પણ થાય છે એનો લગભગ બે વર્ષનો કોર્સ હોય છે જે ગાંધીનગરમાં બહુ સારો થાય છે અને સાઈબર સિક્યોરિટીની જરૂર છે એ એ બૅન્કિંગ ક્ષેત્રે પણ એટલું જ છે કેમકે બૅન્કિંગ ક્ષેત્રે આપણે વાત કરીએ તો બધા જ લોકોના ડેટા ફાઇનાન્સિયલ ડેટા બૅન્ક લોકો પાસે હોય છે કોઈપણ બૅન્કિંગ તમે આ લઈ લો એકાઉન્ટ તો એ જે બૅન્ક હોલ્ડર હોય અથવા તો જે એકાઉન્ટ હોલ્ડર તમે કહી શકો તો એની પાસે એનું બધું જ ડેટા હોય તો બેન્કે સૌથી વધારે જે પ્રોટેક્ટ કરવાનું છે એ આ ડેટા છે બૅન્ક પણ ડેટા પ્રોટેક્ટ કરવાનો છે ઈવન આપણા આપણા વિશ્વ ના આધારે વાત કરીએ તો તો વિશ્વમાં પણ એવા ઘણા બધા પરમાણું બોમ્બસ છે કે વગેરે અલગ અલગ વસ્તુઓ છે જેને આપણા આપણા જે ગવર્નમેન્ટ છે એને એને કહીએ તો છુપાવીને રાખે છે તો એ છુપાવેલી વસ્તુને પણ જો બહારની બીજી કંટ્રી છે એ બીજો દેશ છે એ લઈ ના લે એના માટે આપણે સાઇબર સિક્યોરિટીની પણ એટલી જ જરૂર હોય એવું જરૂરી નથી કે યુદ્ધ એટલે ફિસીકલ હાથપાયી કરવા એને જ યુદ્ધ કહેવાય કે રસાયણ તમે એક બીજાના પર બોમ્બ છોડો એને જ યુદ્ધ કેહવાય પરંતુ સાઇબર સિક્યોરિટીની વાત કરીએ તો જે જે જે સાઇબર ક્રાઇમસ પણ એટલા જ થતા હોય છે અલગ અલગ દેશોની વચ્ચે તો એ દેશોની વચ્ચે થતા જે સાઇબર ક્રાઇમ છે એને રોકવા માટે સાઇબર સિક્યોરિટીની જરૂર સૌથી વધારે હોય છે અને જો આપણે એને જ્યારે પ્રોટેક્ટ નથી કરી શકતા જ્યારે સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ હોય એને પ્રોટેક્ટ નથી કરી શકતા ત્યારે લોકોને ખબર જ હશે કે શું થાય વોટ્સએપ હોય તો વોટ્સએપ બંધ થઈ જાય ફેસબુક હોય તો ફેસબુક બંધ થઈ જાય ઇન્સ્ટાગ્રામ છે તો ઇન્સ્ટાગ્રામ બંધ થઇ જાઇ થોડીક મિનિટો માટે કે કલાકો માટે આ જે મિનિટો કે કલાકો માટે જો બંધ થાય ને તો એનો જે ખર્ચો હોય એ એના જે જે જે એપ્લિકેશન હોલ્ડર હોય એને એ ખર્ચો જે છે એ ખૂબ જ અઘરો નિવડતો હોય છે કેમકે બે મિનિટ કે એક મિનિટ પણ જો એનું એપ્લિકેશન બંધ થાય જે યુઝર્સ છે એ બંધ થાય તો એને સૌથી મોટી નુકસાની થતી હોય છે અને એ નુકસાની કરતાં પણ જયારે ડેટા લીક થતો હોય જેમ કે ફેસબુકવાળા છે એ ગૂગલને આખું એનો ડેટા આપી દે ગૂગલવાળા છે એ ફેસબુકને કે ઈન્સ્ટાગ્રામને આપી દે તો આવા જે ડેટા છે એ લીક ન થાય એના માટે સાઈબર સિક્યોરિટી ખૂબ જ જરૂરી છે ઈવન આજકલ સિક્યોરિટી એટલું લેવલ એનું સ્ટ્રોંગ કરતાં જાય છે કે વોટ્સએપમાં પણ એન્ડ ટુ એન્ડ એંક્રીપ્ટ વસ્તુ આવે છે તો એ શું કામ આવે છે જેથી કરીને કોઈપણ વસ્તુ લીક ના થાય અને આ જે વસ્તુ બધાનું પોતાનું જે જે પર્સનલ ડેટા છે કોઈપણ ડેટા છે એ સેફ રહે એના માટે જેમ વાત કરીએ તો આપડે એક આપણું ઘર હોયને એની બહાર પણ એક વોચમેનને ઊભા રાખીએ છીએ શું કામ તો કે સિક્યોરિટી માટે તો આપણે જે ફોનમાં બધી જ વસ્તુ યુઝ કરીએ છે એપ્લિકેસન્સ તો એની પણ સિક્યોરિટીની તો જરૂર હોય જ ને તો એ બધી સિક્યોરિટી માટે સાઈબર સિક્યોરિટી જે છે એ બેસ્ટ છે અને એમાં જો આપણે વાત કરીએ તો અલગ અલગ જે છે કે જે મેટા છે તો મેટા પાસે બહુ બધો ડેટા છે કેમકે આજકલ મેટામાં તો બહુ બધી વસ્તુ આવી ગઈ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જ વસ્તુ ખાલી એક મેટા ઉપર તમે ક્લિક કરો એટલે ત્રણેય વસ્તુમાં પોસ્ટ થઈ જાય ઈવન ટ્વિટર છે બધી જ વસ્તુ જે સોશિયલ મીડિયા એપ્લિકેસન્સ છે બધી જ વસ્તુ મેટા પાસે વધારે સૌથી વધારેનો ડેટા છે મેટા જો છે એ પોતાનું સાઇબર જે સિક્યોરિટી ન રાખે તો એની પાસેનો જે ડેટા છે એ લીક થઈ શકે ને લીક થય શકે અને કોને કોને જે યુઝફૂલ છે એના કરતાં એનું શું ડ્રૉ બેક છે એ સૌથી વધારે ક્યારે ખબર પડે કે જ્યારે આ વસ્તુ બીજા દેશ પાસે જાય છે બીજા દેશ પાસે જાય છે ત્યારે એની પાસે જરૂરી નથી કે એ લોકો બોમ્બ છોડીને જ આપણા ઉપર હુમલો કરી શકે એ લોકો આ બધી વસ્તુના કારણે પણ હુમલો કરી શકે છે તો બસ સાઈબર સિક્યોરિટી જે વસ્તુ છે એ બધા વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ અને આપણે કોઈપણ વસ્તુ છે એને પ્રોટેક્ટ કરવી જોઈએ ઓલવેસ આપણે આપણા ઓટીપી છે આપણો પિન નંબર છે વગેરે વસ્તુ આપણે કોઈને ન આપવી જોઈએ અને જે સાઈબર સિક્યોરિટીનું જે એક્સપર્ટ હોય એને પણ એક વખત આપણે મળી અને આપણે કન્સલ્ટ કરી લેવી જોઈએ